મને બાળપણથી જ ફરવાનો એટલો શોખ છે એ કરતાં પણ મારા ઘરમાં બધાને એટલો શોખ છે ફરવાનો અમે જ્યારે બી બહાર ફરવા જઈએ ત્યારે અમારી જ ગાડી લઈને ફરવા જતાં હોઈએ છીએ મારા પપ્પાને ડ્રાઇવિંગનો બહુ શોખ છે જેથી અમે પોતાની જ ગાડી લઈને જતાં હોઈએ છીએ ગુજરાતમાં અમે સોમનાથ પોરબંદર રાજકોટ દીવ દ્વારકા જામનગર જુનાગઢ ગિરનાર સારંગ ગીર અમદાવાદ સુરતમાં ડુમસ સાપુતારા ફરી લીધું છે અને સ્ટેચુ ઓફ યુનિટી ગાંધીનગરમાં અક્ષરધામ આ સિવાય ભારતમાં અમે દિલ્હી આગ્રા કેરળ વગેરે જગ્યાએ ફરી લીધું છે અમારી કોલેજમાંથી અમે કેરલાની ટ્રીપમાં ગયાં હતાં જયાં અમને હંપી બદામી બહુ બધી જગ્યાએ ફેરવ્યું હતું જ્યાં બહુ જૂનાં જૂનાં સ્કલ્પચર્સને બધું કોતરણી કામો જોવા મળે છે બધું મને જોવાનું ખૂબ જ ગમે છે એ સિવાય અમે ઘરમાંથી સાપુતારા ગયા હતા જ્યાં ત્યાંનાં રસ્તાઓ ત્યાંનાં વાદળો મને ખૂબ ગમે છે વરસાદની મોસમમાં તો ત્યાં જવાની ખૂબ જ મજા આવે જ્યારે ત્યાં ત્યાંના રસ્તા એટલા સરસ રીતે વાંકાચૂકા છે ત્યાં જવાની ખૂબ મજા આવે